ગુજરાતની વાત કરું તો ગુજરાતીઓ એમ પણ બધા તહેવારો ઉજવવામાં બહુ જ માહિર છે ગુજરાત આમ પણ તહેવારો માટે બહુ પ્રચલિત છે અને ગુજરાતીઓ તો તહેવાર માણે એટલે પુરૂં દિલ એમાં નાખીને માણે ગુજરાતનો મેન તહેવાર ગણીએ તો નવરાત્રિ નવરાત્રિ આપણે જાણીએ છીએ કે અંબા માતાનો તહેવાર છે પણ અંબા માતાનાં જે નવે નવ સ્વરૂપ છે એ નવ સ્વરૂપ ઉપર નવ દિવસ ઉજવાય છે નવે નવ દિવસ લોકો માતાજીને યાદ કરીને એને અનુરૂપ કપડાં પહેરે છે અને જેમકે નવરાત્રિ ચાલું થાય ગુજરાતમાં એટલે આખા ગુજરાતમાં દરેક ઘરે ઘરે તહેવાર જેવો માહોલ સર્જાઇ જાય છે દરેક છોકરીઓ ગણો છોકરાઓ ગણો મોટાઓ ગણો દરેક જણ સોસાયટીનાં લેવલ પર બી થાય છે અને મોટા મોટા પાર્ટી પ્લોટોમાં અને બહુ બધી જગ્યા એ આ તહેવાર ઉજવાય છે દરેક જણ માટે નવરાત્રિની રાતો સવાર બની જાય છે અને એટલું બધું આનંદપૂર્વક એ લોકો ઉજવે છે ગરબા તો દરેક ગુજરાતીઓની નસેનસમાં લાગેલા છે એકવાર નવરાત્રિના માહોલમાં પહોંચી ગયા પછી એમને દિવસ કે રાત કંઇ જ જણાતું નથી અલગ અલગ કલરનાં કપડાં રંગબેરંગી માહોલ અને એટલું બધું સુંદર ત્યાંનું વાતાવરણ થઈ જાય છે ઢોલીના તાલે અને અનેક જાતનાં મ્યુઝિકની સાથે દરેક યુવાન યુવતીઓ મોટાઓ બધા જ એકદમ અંદર ઓતપ્રોત થઈને નવરાત્રિનો તહેવાર માણે છે જો તમે ગુજરાત આવવા માગતા હો અને ગુજરાતના તહેવારો માણવા માગતા હો તો મારું સજેસન એવું છે કે નવરાત્રિના ટાઈમે તો ગુજરાતમાં આવો જ અને ખરેખર ગુજરાતની ગુજરાતની રંગબેરંગી ભૂમિને માણો એની સાથે સાથે હું કહેવા જાઉં કે ગુજરાતમાં ગુજરાતી જૈનો પણ બહુ બધા છે એ લોકો બધા જ તહેવારો ઉજવે છે એની સાથે સાથે જૈનોનો જે મેઇન પર્યુષણ તહેવાર છે એ તો બહુ જ સરસ રીતે ઉજવાય છે પર્યુષણ તમારા ધ્યાનમાં હશે તો મેઇન જૈનોનો તહેવાર છે એના માટે બી નવ દિવસ ફાળવેલા છે જે નવે નવ દિવસ દરેક ગુજરાતીઓ પોતે કરેલા બધાં પાપોને ભૂલીને ખાલી પોતાનાં પૂણ્યને ભેગા કરવામાં જ લાગેલા હોય છે કોઈ ઉપવાસ કરે કોઈ એકવાર કરે કોઈ બે વાર કરે અને ઘણા બધા આચાર્યો એમની એમને ગાઈડ કરવા માટે હોય છે એમની સાથે સાથે રહીને નવે નવ દિવસ એટલો બધો ધરમ કરે છે કે એ લોકો મને એવું લાગે છે કે માની લે છે કે આખા વરસનાં શું આખી જિંદગીનાં બધાં પાપો એમના એમાં ધોવાઈ ગયા આચાર્યો જે હોય છે એ લોકો પણ પૂરેપૂરું એમનું જ્ઞાન આપણને આપવામાં સહેજે પાછી પાની કરતા નથી એ એ સમયમાં બી દરેક દેરાસરોમાં ઉપાશ્રયોમાં દરેક જગ્યાએ લગ્ન જેવો માહોલ હોય છે લોકો નીત નવાં નવાં કપડાં પહેરે છે અને સવારે વ્યાખ્યાન સાંભળવા જાય બપોરે બી ધરમની બધી ક્રિયાઓ કરે છે સાંજે સાંજે પ્રતિક્રમણ કરે ચોિહાર તો ઘરે ઘરમાં થતો હોય છે એ સમય એવો છે કે નાના પાંચ વરસનાં બાળકથી માંડીને એંસી વરસના વૃદ્ધ સુધી પણ દરેક જણા ચોવિહાર કરવામાં માને છે ચોવિહાર એટલે તમને ખબર જ હશે કે સૂર્યાસ્ત પછી ખાવાનું બી નહીં પાણી પણ બંધ અને એ કરવાથી ખાલી ધરમનો લાભ નથી મળતો પણ તમને તમારા આરોગ્ય માટે બી ઘણું સારું છે આમ જોવા જોઈએ તો જૈન તહેવાર જે છે કે જૈનની કોઈપણ પરંપરા એ બધું જ સાયન્સ ઉપર બેઝ છે સો તમે કદાચ એને બરાબર અનુસરો તો કદાચ તમારું આરોગ્ય પણ ખૂબ સુંદર રહે એવું છે